ગુજરાતમાં મુખ્યત્ત્વે વધારે ગુજરાત પ્રીમિયર લીગ ખેલ મહાકુંભ અને ટેબલ ટેનિસ જેવી રમતો વધારે જોડાણ છે તેથી આપણે ગુજરાતમાં સૌથી વધારે આજે જોઈએ તો પ્રાથમિક લેવલે અને શાળાકીય આ પ્રાથમિક તથા હાઈ સ્કૂલ લેવલે ખેલ મહાકુંભના આયોજનો થતાં હોય છે ખેલ મહાકુંભમાં ઘણી બધી રમતો આવે છે જેમ છે ચક્ર ફેંક ગોળા ફેંક લાંબી કૂદ સો મીટર દોડ પંદરસો મીટર દોડ ઘણી બધી રમતો આવે છે અને તથા અને આ ખેલ મહાકુંભ ગુજરાતમાં દર વર્ષે યોજાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભાગ પણ લે છે અને પોતાને અને પોતે ખૂબ પ્રોત્સાહન પણ પામી રહ્યાં છે અને ગુજરાત સરકાર આ લોકો આ વિદ્યાર્થીઓને તથા રમત ગમતનાં વિદ્યાર્થીઓને ઘણું બધું પ્રોત્સાહન પણ આપી રહ્યું છે ને ઘણું મોટું સ્ટેજ આપી રહી છે તથા આપણે ગુજરાતમાં ગત પાછલા બે વર્ષે તથા બે વર્ષ પાછળ જોઈએ તો આપણે છત્રીસમી નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાઈ હતી તેથી ત્યાં આ ત્યારે નરેન્દ્ર મોદીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવીને ઉદ્ઘાટન પણ કર્યું હતું અને આપણા ઇન્ડિયાનાં ઘણા બધા જે એથલેટ્સ છે તથા રમત ગમત વીરો છે તે આવ્યા હતા અને પોતે અહીં છત્રીસમી નેશનલ ગેમ્સમાં પોતે ભાગ પણ લીધેલો હતો અને ખેલ મહાકુંભ જેવી ખેલ મહાકુંભ જે ગુજરાતમાં દર વર્ષે યોજાય છે તેનાથી ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ આવે છે ને પોતે નામ કમાય છે તેથી ગુજરાતનું નામ પણ વધારે રોશન થયું છે અને તે પોતાનું નામ પણ રોશન કરે છે અને પોતાનાં ફેમેલી પોતાનાં પરિવારનું નામ પણ ઘણું બધું રોશન કરે છે અને આપણે જોઈએ તો આપણા ગુજરાત આપણા ગુજરાતમાં ક્રિકેટ પણ ઘણું બધું વધારે વધારે લોક ચાહના પામી રહ્યું છે આપણે અત્યારે આપણે જોઈએ કે રાજકોટ તથા અમદાવાદમાં ઘણાં રાજકોટ કે અમદાવાદના ઘણા બધા ખેલાડીઓ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પરફોર્મ કરી રહ્યા છે જેમ કે આપણા ગુજરાતના આપણે જામનગરના રવિન્દ્રસિંહ જાડેજા તથા ઘણા બધા ચેતેશ્વર પૂજારા રાજકોટના તેઓ અને અક્ષર પટેલ જેવા રમત વીરો તેઓ ગુજરાતનું નામ પણ રોશન કરી રહ્યા છે ક્રિકેટ દ્વારા પણ ઘણી બધી રમતો આપણે ગુજરાતમાં રમાય છે જેનાંથી ગુજરાતનું નામ રોશન થાય છે અને ગુજરાતમાં તેઓ રમતો વધારે વિકસી પણ રહી છે ને ગુજરાત સરકાર તેમનું તેમને પ્રોત્સાહન પણ વધારે આપે છે તેથી કહી શકીએ અને ટેબલ ટેનિસ પણ પણ અત્યારે આપણે ગુજરાતમાં જે બે હજાર બાવીસમાં નેશનલ ગેમ્સ છે આયોજાઈ તે પણ એ આ ઉજવવામાં આવી હતી અને જે ખેલ મહાકુંભ છે તે તો દર વર્ષે યોજવામાં આવે છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે તેમાંથી તેથી આમ અને ગુજરાત પ્રિમીયર લીગ જેમાં ક્રિકેટ રમાડવામાં આવે છે તેથી આપણે ગુજરાતમાં પણ ઘણી બધી ગેમો જે છે જે આંતરરાષ્ટ્રીય લેવલે રમાય છે અને અત્યારે ગુજરાતના ઘણા બધા ખેલાડીઓ તેમાં ભાગ લે છે અને અને ગુજરાતનું નામ રોશન કરે છે